યસ મેમ વન ચીજ બર્ગર એન્ડ ચિકન ફ્રાઈઝ એન્ડ વન મેગી પ્લીસ ઠંડામાં થમ્પશપ કંઈ છાશ મળશે મેડમ છાશ મળશે મેડમ ઓકે તો બે છાશ આપો એક થમ્પસઅપ આપો અને મેગીમાં બટર થોડું વધારે રાખજો હા ચીઝ મેગીની પ્રાઇસ શું છે

ઓકે ઓકે ઓકે ચીઝ મેગી કરી દો બે છાશ હા બે છાશ ચીઝ મેગી એક બર્ગર ચીઝ બર્ગર અને એક ચિકન ફ્રાઈશ ફ્રાઈશ

ચિકન ફ્રાઈશ

નો નો નો થેંક્યું